હા હું વાઈફાઈ અને મોબાઈલ ડેટા બન્નેનો ઉપયોગ કરું છું મારું કામ છે એ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનું છે જેમાં હું લોકોએ કરેલાં કામ અને પ્રોજેક્ટ્સને ચેક કરું છું અને એનાં ઉપર એક્શન લંઉ છું અને હું માણસોને કામ સોંપુ પણ છું એટલે હું એક પ્રોજેક્ટ મેનેજર છું આઇટીમાં તો મારે વાઇફાઇ અથવા તો મોબાઈલ ડેટા એટલે ટૂંકમાં ઇન્ટરનેટની લગભગ જરૂરત પડતી જ હોય છે આખો દિવસમાં અને હું કન્ટિન્યુઅસ એનાં ઉપર કામ કરું જ છું જયારે હું ઘરે હોવ છું ત્યારે મારાં ઘરે બી વાઇફાઇ છે બ્રોડબેન્ડ છે જેની સારી એવી સ્પીડ આવે છે પચાસ સાઈઠ એમબીપીએસ ની સ્પીડ આવે છે જેમાંથી હું રેગ્યુલરલી મારું ઘણું બધું કામ કરાવી શકું છું જ્યારે મારા મોબાઈલ છે મારો મોબાઈલ બી ફાઈજી ઈન્ટરનેટવાળો છે અને મારી પાસે ફાઈજીનું કાર્ડબી છે એટલે મને સારો એવો મોબાઈલ ડેટાબી યુઝ કરવા મળે છે અને એ બી હું યુઝ કરું છું અને મારી ઓફિસે જ્યાં હું કામ કરું છું ત્યાં બી વાઈફાઈ છે અને ત્યાં બી હું વાઈફાઈનો ખુબ જ યુઝ કરું છું હવે રોજની વાત કરીએ તો રોજ મારે કામ માટે ઘણો બધો ડેટા યુઝ થતો હોય જેમાં હું ઘણા ડોક્યુમેન્ટને એ બી બનાવતો હોય એ બી કામ કરતો હોય પ્રોજેક્ટ ચેક કરવાના હોય ઈમેલ ચેક કરવાના હોય મેસેજીસ માણસોના ચેક કરવાના હોય અમારાં પોતાનાં કંપનીનાં કોઈ સોફ્ટેર હોય તો એનાં ઉપર કામ કરું ને જેમાં બધામાં મારે ઈન્ટરનેટની જરૂર પડે છે એટલે હું વાઈફાઈ અને મોબાઈલ ડેટા બેનું કોમ્બિનેશન કરીને ચોવીસ કલાક કહેવાય તો ચોવીસ કલાક હું યુઝ કરું છું એનાં સિવાય કયારે બી ક્યાંય બી બહાર જવાનું હોય રસ્તા પર જવાનું હોય એક શહેરમાંથી બીજા શહેરમાં અથવા તો એવી કોઈ જગ્યાએ જવાનું હોય કે જેનું આપણી પાસે સરનામું હોય પણ આપણે જોયેલું ન હોય તો એ એનાં માટે બી હું ગુગલના મેપ્સનો યુઝ કરું છું જેમાં ઈન્ટરનેટનો યુઝ થાય છે એમાં મોસ્ટલી મોબાઈલ ડેટા સાથે જ યુઝ કરી શકાય છે એટલે મારી પાસે ફાઈજી ફોન છે તો એમાં મોબાઈલ ડેટા ઘણો બધો યુઝ થાય છે હવે રોજની વાત કરીએ તો આ બધાં નાનાં મોટાં કામ માટે મારે વાઇફાઇ કે મોબાઈલ ડેટાનો ઉપયોગ હોય જ છે અને એ બધું કરતાં લગભગ રોજનું મારે મિનિમમ પાંચ થી છ જીબી જેટલો ડેટા યુઝ થઈ જાય છે ઘણી વાર જો ક્યારેય ઘરમાં કોઈ પિક્ચર જોવાનો કે ઓનલાઇન સ્ટ્રીમીંગનો કે એવું કંઇ પ્લાન હોય તો એનાં માટે ડેટા ઘણો વધારે બી યુઝ થાય છે એટલે હું વાઈફાઈ ઘરે વાઈફાઈ છે તો હું વાઈફાઈથી વધારે ડેટા યુઝ કરું છું ને મોબાઈલ ડેટાબી એટલો જ યુઝ કરું છું અને નેટવર્ક સમસ્યાઓ તો લગભગ મોબાઈલમાં ઘણી વખત હોય છે પણ એ એવી રીતે હોય છે જે કોઈ એરિયામાં એવા એરિયામાં જાઈએ કે જ્યાં નેટવર્ક વીક મળતું હોય અથવા તો હજી ઘણા બધા એરિયામાં ફાઈજીની સર્વિસ અવેલેબલ નથી તો એવું બને કે ફાઈજી ન મળે ફોર જી મળે અથવા ઘણી જગ્યાએ ધીમું બી નેટવર્ક મળી શકતું હોય અથવા ઘણી જગ્યાએ એવું બી બને છે કે નેટવર્ક સાવ ન જ મળતું હોય તો ક્યારેક ક્યારેક એવી સમસ્યાઓ થાય છે જયારે બહાર જઇએ ત્યારે બાકી હું જે સિટીમાં રહું છું રાજકોટમાં ત્યાં લગભગ આખા સિટીમાં ફાઇજી છે અને બહું સારું નેટવર્ક આવે છે બધા જ એરિયામાં તો ત્યાં લગભગ ક્યારેય મોબાઈલ ડેટામાં ઈન્ટરનેટનો પ્રોબ્લમ આવતો નથી બટહાં ઘણી વાર જે વાઈફાઈ હોય બ્રોડબેન્ડ હોય ઓફિસે તે ઘરે હવે એ તો જે કંપનીએ આપેલું હોય તેનાં ઉપર આધાર રાખે છે એટલે એમાં ઘણી વખત એ લોકોનાં હિસાબે અથવા તો કોઈ બીજો પ્રોબ્લેમ હોય કે એમના કોઈ કેબલનો પ્રોબ્લેમ હોય કે કોઈ એમનાં ડિવાઈસનો પ્રોબ્લેમ હોય તો એમાં ઘણી વખત નેટવર્કની સમસ્યાઓ આવી શકે છે અને જે બહું જનરલ છે જે ઘણાં લોકો એ ફેસ કરતાં જ હોય છે એટલે આ બધી સમસ્યાઓ વાઈફાઈમાં આવે છે બાકી મોબાઈલ ડેટામાં અમારા વિસ્તારમાં આવી કોઈ મેજર પ્રોબ્લેમ આવતી નથી